લગ્ન મને બહુ ગમે લગ્નમાં જઈને મને બહુ બધાં નવા નવા કપડાં પહેરવાં મળે અને એ નવા કપડાંમાં જુદા જુદા ફોટો પાડીને અલગ અલગ પોઝ આપીને બહુ મજા આવે અને તેના પછી જ્યારે હલ્દીના ટાઈમ જે પુલ પાર્ટી હોય એમાં તો મજા જ પડી જાય સંગીત સંધ્યાના ટાઈમે નૃત્ય માટે બહુ બધાં સારા ગીતો છે મને તો બોલિવૂડના ગીતો બહુ ગમે છે જેમ કે ઝુમ બરાબર ઝુમ કે પછી આને વાલી હે બારાત એ બધ બહુ બધાં ગીતો મને બહુ ગમે છે